તમે ડોક્ટર બોલો છો હવે પરમ દિવસે મને થોડીક બદહજમી જેવું થઇ ગયું હતું બહાર મેં કંઈક ખાવામાં આવી ગયું હતું ને બે દહાડા પહેલાં એના ભાઈ મેં લારી પર કંઈક ખાઘું હશે એના લીધે મને થોડુંક પેટમાં એ થતું હતું અને મારાથી કંઈ ખવાતું નહોતું એવું બધું થતું હતું ગેસ જેવું ગેસ એસીડીટી જેવું થઇ ગયું હતું અજવણ

અજવણ ને વરિયાળી મિક્સ કરીને ખાઈએ તો ચાલે

હમ્મ બહારનું કોઈપણ ખાઈએ છે તો થોડું એ થાય છે ડોક્ટર કેમ એવું થાય છે તીખું ને બધું ખાઈએ છીએ ને તીખું એવું ખાઈએ છે ને એટલે આપણને થોડીક એ બીમારી જેવું ગેસ કબજિયાત જેવું થઇ જાય છે અજવણ કેટલી દિવસમાં બે ત્રણ વખત ખાઈ લેવાની કોઈકવાર હમણાં એક બે દહાડા પહેલાં મને તાવ જેવું થઇ ગયું હતું અને તાવ જેવું એટલે કે આમ થોડુંક એવું ઉબકા જેવું આવતા હતા ને એવું બધું થતું હતું માથું બહું દુખતું હતું બે ત્રણ દહાડા પહેલાં બહુ એ થતી હતી તકલીફ થોડી ના હવે આમ થોડુંક નોર્મલ સામાન્ય જેવું લાગે છે આમ પણ એકદમથી ઉઠ્યો સવારે અને મને એકદમ થી ફીલ એવું થયું કારણ કે પેલી એસીમાં સૂતો એ બધું થયું શું થયું દવા કોઈ બી આપો ને તો થોડીક એ ટેબલેટ કઈ ટેબલેટ લઈએ તો મને થોડું આમ બરાબર મને ફરક પડે આમ થોડું આમ મને આ બધું તાવ બાવ બધું નોર્મલ થઇ જાય સામાન્ય થઇ જાય હા હા હમ્મ હમ્મ એના કારણે થાય એમ ને ડબલ સીઝન બી છે ને એવું થઈ જાય છે ને હં હં ઓકે આવતી કાલે મને જરા આઠ વાગ્યા સુધી જણાવજો કે કઈ શું થયું કઈ દવા હેં ને એ હા આપનો આભાર હોં થેન્ક્યુ